સીવણ ગૂંથણ માટે હું સૌથી વધારે મહત્ત્વ દોરા અને કાપડને આપું છું દોરા સિવવા માટે મજબૂત હોવાં જોઈએ તેમજ પાકા રંગનાં હોવાં જોઈએ જેથી એ ધોવાથી એમનો રંગ એકબીજાને બેસે નહીં કાપડ પણ ઘરે ધોવાય તેવું અને પાકા રંગનું હોવું જોઈએ તે સાથે સિલાઈ કામ માટે મશીન આખા આટાનું હોય તો વધારે સારું અને તેમાં ઝીકઝેક થાય તેવી પણ સગવડ હોવી જોઈએ મારે એવું મશીન લેવું છે કે જેમાં સાડીને ફોલ મૂકી શકાય છેડા ઓટી શકાય તેમજ જાડું કપડું પણ સીવી શકાય કે જેથી મારે એક જ મશીનમાં મારા ઘરનું બધું જ સિલાઈ કામ થઈ શકે તે સિવાય મારે ગાજ બટન થાય તેવું પણ એક મશીન લેવું છે જેથી મારે સિલાઈના દરેક કામ માટે ક્યાંય પણ બહાર જવું ના પડે અને મારું દરેક કામ સરળતાથી શઈ થઈ શકે અને હું એવું સરસ મશીન શોધું છું કે જે મને સારું કામ આપે અને વારે વારે બગડે નહીં અને એનું મેન્ટેનસ ઓછું આવે એવી સારી કંપનીનું એક મશીન હું શોધી રહી છું